હેલો હેલો નમસ્કાર બેન હું રાજકોટના જે ફરવા લાયક સ્થળો છે એની માહિતી મેળવવા માટે મે તમને ફોન કયરો છે તો તમે મને જણાવશો કે ક્યા ક્યા સ્થળો ફરવા લાયક છે અને ત્યાંનું બધુ શું કેવાય કે આજુબાજુની હોટલો એ વિષે થોળિ માહિતી આપશો

બરાબર

બરાબર

બરાબર બરાબર હ હ હ બરાબર બરાબર અને હમણાં તમે જે વાત કરી ગાંધી મ્યુઝિયમ અથવા તો વોટ્સેમ મ્યુઝિયમ બરાબર બે એકજને તો ત્યાંનાં રેટ શું છે અને તેનું એડ્રેસ જણાવશો બરાબર બરાબર બસ બરાબર બરાબર ન્યા હ હ

બરાબર

બરાબર

બરાબર હ હ

બરાબર અને રાજકોટમાં હમણાં અમારે જાણવામાં આવ્યું સેકે વર્ષ બે વર્ષની અંદર એક આપળે રામવન કરીને મ્યુનસીપલ કોર્પોરેશન દ્વારા કોઈક ઊભું કરવામાં આવ્યું છે તો એના વિષે થોળિ માહિતી આપજો બરાબર

હ હ હ હ હ હ હ હ બરાબર

પછી આપળે એક ઐશ્વરીયા પાર્ક કરીને પણ એક જાણીતી જગ્યા છે રાજકોટમાં બરાબર

બરાબર અને આપળે રાજકોટમાં ગુજરાતનું સૌથી મોટું નાટ્ય ગૃહ છે હેમુ ગઢવી કરીને તેના વિષે થોળિ માહિતી આપજો હા બરાબર બેન હવે ખૂબ તમે સારી માહિતી આપી હવે પછી ક્યારેક હવે ધન્યવાદ ક્યારેક પછી ફોન કરીશ ધન્યવાદ હો